હા ક્યાંથી કઈ સ્કૂલમાંથી બોલો બોલો

ફંક્શન માટે ને કેટલા જોઈએ છે આપણા પાસે તૈયાર જ હોય છે ડિઝાઈનમાં જોઈએ તમારે કે કેવા જોઈએ છે વાઈટ કેટલા જોઈએ છે વાઈટમાં પંદર અને બીજા બરાબર અને ભાડે જોઈએ છે કે રાખી જ લેવાના છે ભાડે જોઈએ છે ભાડેમાં શું છે તમારે તમારા તૈયાર લઈ લેવાના એ છે ને તમોને ડ્રેસ ભાડે સો રૂપિયામાં પડશે સારામાંનો લેવો હોય તો દોઢસો રૂપિયા અને તમારે હલ્કી ક્વૉલિટીમાં લેવો હોય તો સો રૂપિયા સો રૂપિયામાં તમે કેટલા પંદર લેવા છે ને તમને ના એટલે નેવું રૂપિયા લઈ લઈશ તમારા બરોબર ને હા તો વાંધો નહીં તમે રૂબરૂ આવી જાઓ આપણે ફળીયાવાળા દુકાનમાં છે જોઈ લઈએ તમને કયા કયા પસંદ આવે છે તમને એ રીતે ભાવમાં કરી આપીશું તમને બરાબર ને તમને ભાવમાં કરી આપીશું પંદર જ જોઈએ છે ને અને બોય્સમાં જોઈએ કે ગર્લ્સમાં છોકરાને જોઈએ કે છોકરીના લેડીઝ જોઈએ અને બોય્સમાં જોઈએ છોકરાઓમાં હા વાંધો નહીં તો ચલો સાંજે આવો આપણે ફળીયાવાળા કરી આપીશ હોં ને ઓકે ઓકે